આમ તો ટ્રેન માટે મુસાફરીનાં અલગ અલગ સ્થળો ઘણાં બધા હોય છે પણ રાજકોટ સ્ટેશનથી જુનાગઢ હોય કે પછી દ્વારકા હોય કે પછી અમદાવાદથી હરિપર હોય અમદાવાદથી સોમનાથ હોય અમદાવાદથી દ્વારકાની વંદે ભાત્રમ વંદે ભારત ટ્રેન હોય અમદાવાદથી વારાણસીની હોય અને રાજકોટથી રામેશ્વરમની હોય કે પછી આ સ્ટેચ્યૂ ઓફ યુનિટી હોય યુનિટી સ્પેસિયલ ટ્રેન જે હોય આ બધાય ગુજરાતીના આમ કહો ને ગુજરાતમાં આમ ફરવા માટે બેસ્ટ જગ્યાઓ કહી શકીએ તો દ્વારકા છે અને દ્વારકામાં જે સોમનાથ જ્યોતિર્લિંગ છે એ બાર જ્યોતિર્લિંગમાંથી એક અને એ જ રીતે એનું ઉજ્જૈન છે ઉજ્જૈન જ્યોતિર્લિંગ સાઈડ હોય કે પછી દ્વારકા જે દરિયા કાંઠો રહ્યો ત્યાંથી બેટ દ્વારકા રહી અયોધ્યા રહ્યું તો રામ મંદિર છે દ્વારકાથી જે અયોધ્યા જતી ટ્રેન હોય ઘણા બધા આમ કે ધાર્મિક સ્થળો ચાર ધામની જાત્રા છે તો એના માટે આમ તો બસ બાંધવામાં આવે પણ જો કોઈ ટ્રેનેય આમ કહી શકીએ જતી હોય અને વંદે ભારત ટ્રેન જે રહી એ હમણાં જ ચાલુ કરવામાં આવી યુનિટી સ્પેસિયલ ટ્રેન હોય તો એ આ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કે જ્યાં સરદાર વલ્લભ ભાઈનું જે સ્ટેચ્યૂ છે એ જોવા ઘણાં બધા આમ આપણને જાણવા મળે કે આ ધાર્મિક સ્થળ હોય અને જે આપણે પ્રવાસ માટે કે ટૂરિસ્ટો માટે અને ટુરિસ્ટનું આમ અહીંથી ત્યાં હોય કે ત્યાંના ટૂરિસ્ટો અહીંયા આવે એટલે વેપાર પ્રવૃત્તિ ઘણી ચાલે અને લોકોને આમ કે શ્રદ્ધા અને ધાર્મિક બાબતે વધુ આનંદ આવે અને ધાર્મિક સ્થળોની મુલાકાતો લેવાય ઘણાં ફેમલી હારે જાય ઘણાં ત્યાં ત્યાંથી મિત્રો હારે જાય એટલે